ભાઈ શ્રી મેનેજર કે ગ્રાહક સેવા પ્રતિનિધિ તમારી ફાર્મમાંથી મેં ઇલેક્ટ્રોનિક આઈટમ મંગાવી હતી જે ખૂબ જ નાજુક અને થોડી કિંમતી છે આજ રોજ મને તમે મોકલાવેલી આ મારી મંગાવેલી વસ્તુનું પાર્સલ મળ્યું તમારા દ્વારા નક્કી કરેલ ડિલિવરી કંપનીનો ડિલિવરી બોય તે લઈને આપી ગયો છે તમારી જાણ માટે આ ફરિયાદ કરી રહ્યો છું કે ડિલિવર બોયની હાજરીમાં મેં પેકિંગ ખોલ્યું અને જોયું તો ખરાબ પેકિંગનો કારણે પેકેજિંગને કારણે મારી મંગાવેલી ઇલેક્ટ્રોનિક વસ્તુ તૂટેલી આવેલી છે જેનો મેં ડિલિવરી બોયની હાજરીમાં વિડીયો બનાવ્યો છે તે આ સાથે મોકલી રહ્યો છું આપશ્રીને આ બાબત ઉપર ધ્યાન આપી તે વસ્તુને બદલી આપવા અથવા તો રિફંડ મળે તે માટે યોગ્ય પગલાં લેશો તેવી વિનંતી